અમારે સ્થાનિક વિસ્તારમાં સૌથી વધુ લોકપ્રિય ડેટા પ્લાનમાં મુખ્યત્ત્વે વીઆઈના ડેટા પ્લાન ખૂબ જ લોકપ્રિય છે કારણ કે વીઆઈમાં અત્યારે ખૂબ જ અલગ પ્રકારના ડેટા પ્લાનો ચાલી રહ્યા છે જેમાં વ્યકિતઓને દિવસ દરમ્યાન બે જીબી ડેટાનો વપરાશ કરવા મળે છે તથા તેમને રાત્રિ સમયે બારથી છમાં સંપૂર્ણ રીતે ફ્રી ડેટા મળે છે તથા આખા વીક ઍન્ડ દરમ્યાન એ લોકોએ જે ડેટાનો યુઝ કર્યો ન હોય તો એ ડેટા સંગ્રહ થાય છે અને એ ડેટા એમને શનિ રવિ વારના રોજ ઉપયોગમાં લઈ શકે છે અને તેનો ભરપૂર રીતે આનંદ માણી શકે છે આવી રીતે પાંચ દિવસ ડેટા જો આપણે સંગ્રહ આપણે યુઝ ના કર્યો હોય તો એ ડેટા આપણા પૅકમાં સંગ્રહ થાય છે અને એ આપણને શનિ રવિવારના રોજ મળ્યા કરે છે આવી જ રીતે ઘણા બધા ઑફર્સ છે જે વીઆઈના સ ડેટા પ્લાન્સમાં છે અને અમારા વિસ્તારમાં ઘણા બધા લોકો આવા વીઆઈના પ્લાન્સ પસંદ કરે છે કારણ કે એ ખૂબ જ ઓછાં અને ખૂબ જ સારા હોય છે બીજી જે ડેટા સ્કીમો હોય છે એનાં પરિણામે વીઆઈના એ જે ડેટા પ્લાન્સ છે એ ખૂબ જ સસ્તા ભાવના હોય છે અને વધુ વપરાશ કરતા હોય છે જેથી કરીને અમારા વિસ્તારમાં વીઆઈના ડેટા પ્લાન્સ એ ખૂબ જ પ્રખ્યાત અને પસંદીદા પ્લાન્સ છે અને અમારો સંપૂર્ણ વિસ્તાર એ વધુમાં વધુ વીઆઈના ડેટા પ્લાન્સનું ઉપયોગ કરે છે અને વીઆઈનું નેટવર્કનું વપરાશ કાર્ય કરે છે